હેલો હા ગૂડ મૉર્નિંગ મૅમ ડૉકટર હીના બોલો છો હા હા મૅમ આપણે સિમ્સ હૉસ્પિટલમાંથી વાત કરો છો ને મૅમ મારે થોડી જાણકારી લેવી હતી કાલ રાત્રે મેં બહારનું ફાસ્ટફૂડ ખાધું ને એનાં પછી તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે પેટમાં બહુ દુઃખાય છે ને માથું બહુ દુઃખાય છે વોમિટિંગ થાય છે ને એવી બધી તકલીફ થઈ ગઈ છે તો એની માટે શું કરી શકાય મેં મૅડિકલમાંથી અત્યારે તો દવા લાવીને પીધી છે પણ એમણે નૉર્મલ જ મને કોઈ દવા આપી છે તો શું કરી શકાય એની માટે એટલે અત્યારે છે ને હાલત એવી નથી મૅમ કે હું આવી શકું એટલાં માટે મેં ફોન કર્યો મેં જોયું ઑનલાઈન તમારું સારું બતાવતા હતા રીવ્યૂ તો મેં તમને ફોન કર્યો

રાત્રે ફાસ્ટફૂડ ખાધું હતું ઢોંસા અને બર્ગર અને એ રીતનું એટલા માટે

હા હા એ તો છે પણ હવે હવે વૉમિટ ત્રણ ચાર વાર થઈ છે એટલે પૂરી રાત આમ પેટમાં દુઃખાવો તો રહે જ છે ને ઉબકા બી આવતા રહે છે અને માથું બી દુખાય છે તો માથું દુખતું હતું તો મેં મૅડિકલમાંથી ડિસપ્રિન લાવીને ખાઈ લીધી હતી તો એક બે કલાક પછી આમ સારું થયું અને પછી ફરીથી દુઃખવાનું ચાલું થઈ ગયું છે અત્યારે બે કલાકથી નથી થઈ બે કલાક પહેલા વૉમિટો બધી થઈ ગઈ જે બી રાતનું જમેલું છે એ તો બધું નીકળી જ ગયું પણ તો બી વૉમીટો ને ઊબકા આવતા રહે છે કંઈ બી ભાવતું જ નથી ખાવાનું કંઈ જોવું બી નથી ગમતું છવ્વીસ વર્ષ

બરાબર એટલે શું મને ના ના મને બીજી કોઈ તકલીફ નથી ખાલી બસ આ કાલે બહારનું ખાધું ને એના પછી જે પેટની તકલીફ ને એ થઈ ગઈ છે અને દુઃખાવો એટલો હતો ને કે પછી મારે દવા લેવી જ પડી બહારથી મંગાવીને એટલા માટે હા ના મૅમ મને થાઈરોઇડ કે કંઈ તકલીફ નથી અને હમણાં એટલે જ મેં બધુ ચેક અપ કરાવ્યું બી નથી કેમ કે એવી કઈ જરૂર પડી નથી ને તે મેં કોઈ મારું ચેક અપ કે એવું કાંઈ કરાવ્યું નથી એટલા માટે હા હા બરાબર વાંધો નહીં તો મૅમ આની માટે કોઈ

અચ્છા બરાબર હા એટલે ખિચડી ને એ જ લેવાની હા બરાબર અને આ ઉબકા આવે છે કોઈ પણ મતલબ વસ્તુ પાણી પણ પીવું ને તો પણ ઊબકા આવી જાય છે અને પાણી છે કે પછી છાશ પીધી હોય કે કંઈ પણ ખાધું હોય ને તો તરત બહાર નીકળી જ જાય છે તો આવું કેટલા ટાઇમ રહેશે એવું કંઈ ખરી

બરાબર

બરાબર અને અને માથું કેમ દુઃખાય છે આમ પેટની તકલીફ હોય તો માથાની અલગથી ગોળી લેવી પડશે કે એમાં હવે સાથે જ થઈ જશે બરાબર મૅમ બરાબર વાંધો નહીં હા હા હા પાક્કું પાક્કું મૅમ ઓ ઓકે મૅમ પાક્કું

હા હા અને કંઈ બી હશે ને તો હું ક્લિનિક આવી જઈશ અને આપણે તો ચોવીસ કલાક ચાલું જ છે ને ઓકે પાક્કું મૅડમ થૅન્ક યુ મૅમ